હ ઉફ હલો ફહદના પપ્પા બોલો છો આપને ફહદનું એડમિસન કરાવવા માટે ફહદનું આધાર કાર્ડ જોઈશે તમારી પાસે છે અ જો ન હોય તો તમે આપને ડીજીલોકરમાં જે ફહદનું આધાર કાર્ડ છે એ એના ઉપરથી તમે અ નીકાળી શકશો આધાર કાર્ડ જો હા હોય તો તમે મને એ ડીજીલોકરનું આધાર કાર્ડનું જે પ્રોસેસ છે એ હું સમજાવું તો તમે એના ઉપરથી આધાર કાર્ડ નીકાળી લેશો